હું યુટ્યુબ પર ઘણા સમયથી વિડિયો જોઉં છું અને તેમાં મેં જોઉં છું કે ઘણાં લોકો કહેતા હોય છે કે પૃથ્વીની બહાર પણ દૂરની આકાશગંગાઓમા જીવન હશે પણ તેનો કોઈ ચોક્કસ પુરાવો નથી હોતો